હલો હા

એ તો છે જ બધું હવે આ હા તો એમ જ રોપેલું છે તો વધારે થતું નથી પરંતુ તમારે તા કેવું છે ના અહિયા તો ના એવું થોડુંક સારું એવુ છે ને અહિયા તો ભાવ જ નથી આપતા ને બધું હમ પણ ભાવ નથી મળતા એના લીધે બોવ ઉલૂ આખું પેલુ ચાલતું છે ખેડૂત નફામાં જાય છે એમ તો હમ અમારું પણ એવું જ છે અને બોઉ ખાસ એમ ભાવ નથી મળતા એટલે જ એની ખેતીનું પ્રમાણ બી ઓછું થતું છે ને અમાર ત્યાં તો વધારે એમ પેલું નથી ખૂબ જ ઉપયોગી હા હમ તમે તમે ખેતર ને ખેડવા માટે શું કરો છો

બરાબર અમાર ત્યાં તો ટ્રેક્ટરથી પેલા એને ખેડી નાખ્યું છે પછી બધું ખાભેળૂ ને બધું નાખીએ પછી સારી એમ પાક સારો થાય એવું

ચાલો તો હો ને